ફાસ્ટફૂડના ઘણા લાભ અને આકર્ષણ હોય છે તેની સામે ઘણા ગેરલાભ અને ગેરફાયદા પણ જોવા મળે છે ફાસ્ટફૂડ વિષે વિચારતી વખતે અહીં કેટલીક મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમકે ફાસ્ટફૂડના લાભ અને આકર્ષણ સુવિધા સમૃદ્ધ સ્વાદ બાળકોનું આકર્ષણ ફાસ્ટફૂડ એક એવી વસ્તુ છે જે બાળકો માટે અત્યારના સમયમાં ખૂબ જ એ જરૂરી અને જોઈએ તો આકર્ષક બની ગઈ છે ઝડપી સેવા ફાસ્ટફૂડ ઝડપી તૈયાર થાય છે અને ખાવા માટે જલ્દી ઉપલબ્ધ હોય છે જે ઝટથી ખોરાક મેળવવાની જરૂરત પળે તે ફાસ્ટફૂડ અરસ પરસ ઉપલબ્ધતા ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ અને ચીન વિવિધ સ્થળોએ ઉપલબ્ધ છે જનરલ એક્સેસેબીલિટી વધારે છે સમૃદ્ધ સ્વાદ અને અનુકૂળ સ્વાદ ફાસ્ટફૂડમાં વધારે જોવા મળે છે ફાસ્ટફૂડમાં મીઠું સુગંધિત મસાલા અને ચીઝ જેવા ઘટકોનો ઉપયોગ થાય છે જે તેનું મીઠું અને સ્વાદિષ્ટ બનાવે છે આનાજ કારણે બાળકો અને યુવાનો વધારે ફાસ્ટફૂડ તરફ દોરાય છે અને ખેંચાય છે બાળકોનું આકર્ષણ વધારે પડતું રંગીન અને મનોરંજન જે વસ્તુ પર ખેંચાતું હોય છે જે ફાસ્ટફૂડમાં વધારે જોવા મળે છે મફિની વિશાળ પસંદગી રસભરી અને ક્રીમિ વસ્તુઓ બાળકોને આકર્ષિત કરે છે આ ઉપરાંત એ કેટલાક રીતે મનોરંજન અને રમૂજી પ્રકારની હોય છે જેમકે આઇસક્રીમના અલગ અલગ ફ્લેવર અલગ અલગ કલરો જેમકે એને અલગ અલગ શેપ આપવું કાર્ટૂન્સની શેપ આપવું ટીવી ચેનલ્સને લઈને બાળકોનું જે પસંદગી ક્ષેત્રમાં ધ્યાન દોરવું તે રીતે ફાસ્ટફૂડને ડિઝાઇન કરવું તેવી ઘણી બધી બાબતોને લઈને અલગ અલગ ક્રિયાઓ દ્વારા ફાસ્ટફૂડ તરફ બાળકોનું ધ્યાન ખેંચવામાં આવે છે ફાસ્ટફૂડમાં પોષણયુક્ત અંતર ઉચ્ચ કાલેરી અને ધન પોષણ ફાસ્ટફૂડ પણ જોવા મળે છે ફાસ્ટફૂડ સામાન્ય રીતે વધારે કેલેરી સોડિયમ અને ચરબી ધરાવે છે જે લાંબાગાળે સ્વાસ્થ્ય સમસ્યા જેમકે ચરબી વધવું હૃદય રોગ અને ડાયાબિટીસનું કારણ બની શકે છે હાલના સમયમાં જોવા જઈએ તો આ બધી તબિયત પણ બગાડવાનાં કારણોનું પાછળ એક ફાસ્ટફૂડ છે ઉચ્ચ કેલેરીના કારણે પણ તબિયત ઘણી વખત બગડી જતી હોય જેનું મેન કારણ ફાસ્ટફૂડ છે પ્રકૃતિકમય ઘટકો ફાસ્ટફૂડમાં પોષક તત્ત્વો વિટામિન અને ખનીજ તત્ત્વોની સંમતિ ઘટી શકે છે જે ખોરાકના સંતુલનને અસર કરે છે જેનાથી પાચન પણ ખરાબ થઈ શકે છે અને અન્ય બીમારીઓ પણ થઈ શકે છે તો ફાસ્ટફૂડ આમ રીતે જોવા જઈએ તો તબિયત સ ઘણી બગાડી નાખે છે અભ્યાસ અને જીવનશૈલી પર પણ તેની અસર જોવા મળે છે ફાસ્ટફૂડ નિયમિત રીતે ખાવાથી સલીમ અને શારીરિક સક્રિયાની ખૂબ થતી જાય છે જે લાંબા ગાળે આરોગ્ય માટે હાનિકારક છે ફાસ્ટફૂડને મર્યાદામાં અને યોગ્ય રીતે સેવવું યોગ્ય છે તેનો ઉપયોગ પછીના તંત્રીક સૂચનાઓનું અનુસાર કરવા કે જ્યારે ઊંચી ખોરાક પદ્ધતિ અને આરોગ્યને સારી રીતે જાણવું જરૂરી છે મર્યાદિત ઉપયોગ ક્યારે કરવો જોઈ કે જ્યારે ફાસ્ટફૂડને માત્ર ખાસ પ્રંસગો કે મસ્તી માટે સેવવો નિયમિત ખોરાકની જગ્યાએ હોય નહીં સંતુલિત ખોરાક ફાસ્ટફૂડ સાથે પોષક અને આરોગ્યપ્રદ ખોરાક પણ સમાવીશ થાય છે જેમકે ફળ શાકભાજી અને ઘરનું અન્ય પદાર્થો પણ સ્વાસ્થ્ય ચકાસણી માટે પણ ફાસ્ટફૂડ જરૂરી છે નિયમિત રીતે આરોગ્યની સાવચેતી રાખવી જે તમારા સ્વાસ્થ્યને યોગ્ય રીતે નનીટેરી કરી શકે આ રીતે ફાસ્ટફૂડનો મર્યાદિત ઉપયોગ કરવાથી તેની આસાની અને સ્વાદને માણી શકાય પણ ફાસ્ટફૂડ ઉપર જે આધાર રાખવો એ તબિયત માટે ઘણો દુર્લભ છે ફાસ્ટફૂડના લીધે પાચનશક્તિ ખરાબ થાય છે અને અન્ય ઘણીબધી બીમારીઓ પણ થઈ શકે છે જેમ કે ચામડીના રોગો પાચનને લગતા રોગો પેટની સમસ્યાઓ ને અન્ય